હાલો હા બોલો સર હા તમે કસ્ટમર કેર સાથે વાત કરો છો બોલો સર કંપલેન છે

ઓકે તમારું હમ

ઓકે હવે તમારું નામ અને ઓડરની તારીખ જણાવસો સર ઓકે હવે તમે નડીયાદ માંજ રો છો હમ હમ ઓકે તો હું તમારું જે ઓડર સ્ટેટ્સ છે એ ચેક કરું છું અને પછી તમને જણાવું જે અપડેટ હોય એ કે આવું કેમ થયું છે અને જો એનું પછી કંઈ રિફંડ કે એવું કંઈ થતું હશે તો તમને અમે એ કરી આપીસુ હા હા મળી

હમ હા હા હા સોરી સર એના માટે પણ હું તમારું ઓડર એન એ સ્ટેટ્સ હ તમને એ ઓર્ડરની અપડેટ કરું ઓકે થેન્ક યુ